મેં આજથી વીસ દિવસ પહેલા એમેઝોન ઉપરથી પુસ્તક મંગાવી હતી તે એક નોવેલ હતી જે પંજાબી લેખક અમ્રીતા પ્રીતમે લખી હતી મને નહોતું લાગતું કે તે પુસ્તક સારી હશે પણ એમેઝોનમાંથી બાર તારીખે આવવાની હતી પણ તે જલદી અગિયાર તારીખે જ આવી ગઈ હતી તેમનું ડીલેવરી મને બહુ જ ગમ્યું તેમની જે પેકિંગ કરી હતી જે રીતે એ બી મને બહુ ગમ્યું પુસ્તક બી સારી રીતે હતી પેક કરેલી તો ઓવેરઓલ એમનું બધું જ મને બહુ ગમ્યું મેં એપમાં બી સારી રેટિંગ આપી એ નોવેલ બે ધર્મના અલગ ધર્મના વ્યક્તિઓ વિષે છે રાશિદ અને પુરો જે ભાગલા સમયે અલગ થઈ ગયા હતા તો એમની કહાની પણ મને બહુ જ ગમી હતી એન્ડ હા મેં એપમાં સારા રિવ્યું આપ્યા હતા એમેઝોનમાં જે ડિલીવરી કરવા માટે આવ્યો હતો ઈ ડિલીવરી બોય બી બહુ સારો હતો એણે સારી રીતે ડિલીવરી કરી હતી ને બહુ જ સરસ રીતે બધું કર્યું હતું